હા બોલો હા બોલો ને વસીમભાઈ બોલી રહ્યો છું હા આયુર્વેદિક વૅલનેસ સૅન્ટર છે ને

જો આ રીતે હા હા બોલો બોલો બોલો હા તો લેતા આવજો હા જો અમારે શું છે કે આયુર્વેદિક જે સૅન્ટર જે છે ને એ સ્પેશિયલી અમે હર્બલ જે આયુર જે જડીબુટ્ટીઓ હોય છે કે જે જે જે જડીબુટ્ટીઓ હોય છે કે જે કુદરતી દવાઓ જે જ્યાંથી જેમાંથી મળ મળતી હોય છે બરોબર તો ઈ જડીબુટ્ટીઓ ઉપર એ ઔષધિઓ ઉપર અમે હા સંશોધન કરીને એ ઔષધી ઉપર સંશોધન કરીને વિવિધ જે રોગો હોય છે એનું નિદાન કરીને એનો ઉપચાર કરીએ છીએ બરાબર જેમ કે હા બોલો ના આયુર્વેદિક હા બોલો બોલો હા બોલો ના ના ના આફવાઓ નથી આ સત્ય છે અને આયુર્વેદિક દવાની કોઈ આડઅસર ના રહે તમને બરાબર તમે જેમ કે તમે અત્યારે દાંતનું જે દર્દ છે એ દાંતના દર્દનું તમે અમે નિદાન કરીને એનો ઉપચાર કરીએ છીએ તો એમાં લવિંગ છે નીમ છે પછી તે સિવાય મીઠું છે એની એનું એ વસ્તુથી બનાવેલી જે દવાઓ છે જે કુદરતી જડીબુટ્ટીથી બનાવેલી ઔષધિથી બનાવેલી જે દવાઓ છે એનો ઉપયોગ કરીએ છીએ અને દાંતમાં એને એમાં તમને સાહેબ છે ને સરળ અને સચોટ તમને પરિણામ મળશે બરાબર એમાં તમારે છે ને તમને બહુ સારું અને સારું અને બહુ ઉચ્ચ ગુણવત્તાવાળું પરિણામ મળશે કારણ કે પેલી બે પેલી બે જે ઍલોપેથિક દવાઓ છે એ દવાઓથી રાહત તો મળી જતી હોય અંગ્રેજી દવાઓ હોય પણ એમાં ઘણી બધી આડઅસર અને ઘણું બધું રહેતું હોય છે પણ અહીંયા શું છે કે આ આયુર્વેદિક જડીબુટ્ટીઓથી અમે જે રીતે સંશોધન કરીને બનાવેલી દવાઓ હોય છે એમાં તમને સંપૂર્ણ રાહત મળશે એ સિવાય ઘણી બધી ગંભીર બીમારીઓ છે જેમ મધુપ્રમેહ છે જેમાં કૉલેરા છે પછી ત્યાંથી નીકળે તો ટાઇફૉઈડ છે બરોબર અને ડાયબિ શું કહેવાય જે ઉચ્ચ રક્ત ચાપ છે એની બીમારી હોય જેને આપણે બીપી કહીએ બરાબર તો એ બધીની પણ દવાઓ અમે સંશોધન કરીને બનાવેલી દવાઓ છે એમાં આયુર્વેદ આયુર્વેદિકમાં ખાસ મધુપ્રમેહની વાત કરીએ તો મધુપ્રમેહમાં જાંબુ છે કારેલા છે પછી નીમ છે બરોબર એ વસ્તુઓથી બનાવેલી દવાઓથી જે મધુપ્રમેહ છે જે ડાયાબિટિસ આપણે કહીએ છીએ એ નિયંત્રણમાં રહે છે અને શું છે કે એની સાઇડ ઇફૅક્ટ્સ પણ રહેતી નથી બરાબર આજે તમે જોવા જાવ તો જે ડાયા મધુપ્રમેહની જે અંગ્રેજી દવાઓ આવે છે એનું ઘણું બધું સાઇડ ઇફૅક્ટ રહેતું હોય છે લાંબા ગાળે જતાં શરીરનાં જે અંગો છે એને પણ ઘણું બધું નુકસાન થતું હોય છે એટલે આમાં તમને શું છે કે કોઈ આડઅસર નથી અને બહુ સારું ઉપચાર તમને મળી રહેશે તમારા જે પણ સગા સંબંધી જોડે તમે આવવાનાં હોય કે તમે હા બોલો ને સાહેબ હા તો આવજો ને સાહેબ હા બોલો ને બોલો ટાઈમિંગમાં કેવું છે કે સવારે દશ વાગ્યાથી લઈને સાંજે અમે આઠ વાગ્યા સુધી હોઈએ છીએ અમારે હાજરી હોય છે એટલે તમે એ સમય દરમિયાન ગમે ત્યારે તમે આવી શકો છો કયારે ના ના કરી આપીશ કરી આપીશ એમને સારી રીતે સમજ પાડ પાડીશું અને એમને સમજમાં આવે એવી રીતે સમજાવીશું બરાબર આયુર્વેદિકમાં તો ઘણાં બધાં થોડું બહુ તો ઘણાં લોકો જાણતા હોય છે કે ગામડામાં પણ રહેવાવાળા લોકો હોય છે કે પછી શહેરોમાં ઘણાં બધાં લોકો જાણતાં જ હોય છે હા હા હા હા ના ના ના ના વિશ્વાસ આવી જશે હા હા ના ના ના આવી જશે

ના ના હું સમજાવીશ સમજાવીશ એમને એમને તમે લઈને આવજો એમને સારી રીતે સમજાવીશ બોલો હા હા ના ના મને જણાવજો મને જાણ કરજો મને માહિતી આપજો અને આવી જજો જે સરનામું છે એ સ્થળે આવી જજો તમને સરનામું હા બસ એ છે આ અમારો કૉલ કૉલ નંબર છે એના ઉપર તમે સંપર્ક કરીને આવી જજો ઓકે ઓકે